હાજી બોલોન અત્યારે ફ્રી હોમ વીક ચાલે છે ફ્રી અને તમારે ટીકીટના અમારી પાસે ત્રણ રેટ છે આગળ તમારે બેસીને જોવું હોય તો સો રૂપિયા છે વચ્ચે જો બેસીને જોવું હોય તો બસો પચીસ રૂપિયા છે અને પાછળ બાલ્કનીના ઓલા બાલ્કનીના ઓલા બસો પચીસ છે અને સોફામાં બેસવું હોય તો એના ચારસો રૂપિયા છે તમને કંઈ ટીકીટ કન્વિનયન્ટ રેહશે હવે એક તમે ક્યો એ પ્રમાણે સેન્ટરમાં ઓકે તો ઓકે ઓકે હા જી હા હા સ્યોર સ્યોર પેહલા શોની ને ઓકે શનિવારે પેહલા શોની દશ ટીકીટ હાં મોકલજો કોઈને પણ ટીકીટ લઈ જાય